આજે આપણે વાત કરીએ તો એક આખું વિશ્વ છે એ આપણી મુઠ્ઠીની અંદર બંધ જોવા મળે છે ટૅકનોલોજીનો એટલો બધો વ્યાપ વધી ગયો છે જેથી આપણે ઘરે બેઠાં બેઠાં કોઇપણ એક દેશમાંથી બીજા દેશમાં આપણે વાત કરી શકીએ છીએ ખાસ વાત કરીએ કે ભારત અ દેશમાં ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષા જે છે એની સામે ઘણા બધા પડકારો આપણને જોવા મળે છે કારણ કે ભારતની અંદર જે ગુજરાતી ભાષા અને અલગ અલગ જે સ્ટેટ છે એની જે ત્યાંની માતૃભાષા હોય છે જે લોકલ લેંગ્વેજ એ અલગ અલગ પ્રકારની હોય છે ભારત દેશમાં વાત કરીએ તો ઘણાં બધાં હજી એવા રાજ્યો જે છે કે જ્યાં હિંદી પણ લોકોને આવડતી નથી અને ત્યાં વધારે અંગ્રેજી માધ્યમનું ચલણ હોય છે તેમજ વાત કરીએ તો અત્યારનો જે યુગ જે છે એની અંદર લોકો ખાસ કરી ઇંગ્લિશમાં વધારે લેંગ્વેજમાં વાત કરતા હોય છે જેથી કરી અને ગુજરાતી લેંગ્વેજ એ લોકોને સમજ પડતી નથી અને અહીંથી જે કોઇપણ લે લોકો બહાર રહેવા જાય છે અથવા તો વ્યવસાય કરવા માટે જાય છે એ લોકોને હિંદી અને ઇંગ્લિશ અ ભાષા જે છે એ એટલી બધી આવડતી હો ન હોવાનાં કારણે એને કોઇપણ જગ્યાએ વ્યવહાર કરવામાં તેમજ વાત કરવામાં ખૂબ તકલીફ પડે છે